મેં હળવદ શહેરની અંદર એક ચામુંડા મોબાઈલ કરીને દુકાનમાંથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ ખરીદ્યો તો તેનું ખૂબ જ સારું એવું મોબાઈલ મોબાઈલની દુકાનવાળો પણ ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળ્યો અને મોબાઈલ પણ ખૂબ જ સારો છે એમાં ખૂબ જ સારા ફીચર છે ખૂબ જ સારા એવા ખૂબ જ સારા એવો કેમેરા છે ખૂબ જ સારી એની બેટરી ટકે છે અને ખૂબ જ સા સારો એવો ત્રણ વર્ષથી ખૂબ જ સારો એવો મોબાઈલ ચાલુ છે અત્યાર સુધી મેં આની પહેલાંના બે ત્રણ મોબાઈલ યુઝ કર્યા તેના કરતાં ખૂબ જ સારા એવા વ્યુ મને ખૂબ જ સારો એવો મોબાઈલ ગમ્યો અને ખૂબ જ સારી એવી કંપની છે મોબાઈલ મોબાઈલ ખૂબ જ સારો સસ્તો ભાવમાં પણ સસ્તો હતો અને ક્વોલિટી પણ સારી હતી તેમાં રમ અને રેમ ખૂબ જ સારી હતી તે મને ખૂબ જ પસંદ આવ્યો ખૂબ ખૂબ આભાર